આપણા ભારત દેશમાં ઘણાં બધા રાજ્યો આવેલાં છે અને હવે આ બધાં રાજ્યો અલગ અલગ છે પણ છતાંય બધામાં સામ્યતા એક છે કે ભારત દેશમાં જેવા ઉત્સવો ઉજવાય છે ને એવા તો બીજે ક્યાંય આપણે ઉજવાતા હજી સુધી જોયા નથી અને એમાંય ખાસ કરીને ભારતની બહાર તો અમુક એકાદ બે ઉત્સવ જ એવા છે કે જે આખા વર્ષમાં એક જ વખત ઉજવાય પરંતુ આપણે જેમ ભારતમાં કહીએ ને કે ભારતમાં ત્રણસોને પાંસઠ દિવસ હોય છે એમાં ત્રણસોને છાંસઠથી ત્રણસોને અડસઠ જેટલા તો તહેવારો છે એટલે કે કદાચ આપણે આખા વર્ષમાં એક એક દિવસે તહેવારના કાઢીએ ને તોય ઓછા પડે એ ત્રણસો ને પાંસઠ દિવસ પણ ઓછા પડે એટલા આપણાં બધા તહેવારો છે હવે એમાંથી પંજાબના અલગ તહેવારો હશે પછી મહારાષ્ટ્રના હશે ઉત્તરપ્રદેશના હશે બંગાળના હશે આ બાજુ મધ્યપ્રદેશ હશે આવી રીતે ટોટલી બધાં રાજ્યોના અલગ અલગ તહેવાર છે અને બધાની તહેવારની ખાસિયત આપણે બધાને એક જ છે કે ઉજવાય છે ને તો એકદમ ધામધૂમથી અને ખૂબ જ જલસાથી બધાય ઊજવે પરંતુ હવે આ બધામાં વાત કરીએ ને તો આપણે વાત આવી ગુજરાતની અને ગુજરાત છે તો કહે ઉત્સવોનો તહેવાર છે અને ગુજરાતીઓને તો ઉત્સવમાં કોઈ પહોંચે નહીં એટલે કે ગુજરાતમાં એટલા બધા સરસ મજાના તહેવારો આવે છે ને કે તમે સાતમ આઠમ જોઈ લો પછી જન્માષ્ટમી જોઈ લો ઉત્તરાયણ જોઈ લો હોળી જુઓ નવરાત્રિ જુઓ દિવાળી જુઓ અરે બાપ રે એટલા બધા તહેવાર છે ને કે મને ખુદને અત્યારે ભુલાઈ ગયા કે કયા કયા તહેવારો આવે છે પણ બધામાંથી બેસ્ટ તહેવાર હોય ને તો મારો ફેવરેટ અને મોસ્ટ ઓફ આખા ગુજરાતમાં બધાયનો ફેવરેટ તો કહે નવરાત્રિ ઓહો હો નવરાત્રિમાં તો એક દિવસનો તહેવાર નથી હોતો નવ નવ દસ દસ દિવસમાં માતાજીની આરાધના કરવાની હોય છે અને આ જે તહેવાર છે એ તો અસલ એમ કહે ને કે ભક્તિમય આપણે થઈ જઈએ છીએ એ બધાય માતાજીમય માતાજીના બધાય ઉપાસક હોય છે એ બધા આમાં મગ્ન થઈ જાય છે એની તે પહેલાં આપણે ગણપતિનો ઉત્સવ આવે છે તો એ પણ હવે ગુજરાતમાં ઉજવવા માંડ્યા છે કે ગણપતિ માંય નવ નવ દસ દસ અગિયાર અગિયાર દિવસના ગણપતિની સ્થાપના કરે છે પછી એની પહેલાંય આપણે જોઈએ છે તો શ્રાવણ મહિનો અને શ્રાવણ મહિનામાં તો જે ઉજવણી થાય છે એવી તો શિવ શંકરની ઉજવણી કદાચ આપણે કૈલાશ પર્વત ઉપર જઈએ ને ત્યાં પણ નહીં થતી હોય એટલી સરસ મજાની ઉજવણી આપણાં રાજકોટવાળા કરે છે આપણાં ગુજરાતવાળા કરે છે અને આખો શ્રાવણ મહિનો છે ને એ શિવમય હોય છે અને એવી રીતના તો બીજા ઘણા બધા તહેવારો આપણે જોઈએ જ છીએ કે સંક્રાંત આવી તો પતંગ પાછળ લોકો ગાંડા હોય છે બે બે ચાર ચાર પાંચ પાંચ મહિના કે આમ કહે ને કે ટ્રેનિંગો ચાલું થઇ જાય છે પતંગો વેચાવાની ફિરકીઓ વેચાવાની ખરીદવાની ચાલું થઈ જાય દિવાળી ઉપર તો કહે ફટાકડા ફટાકડા દોઢ દોઢ મહિના પહેલાં તો કે ફટાકડા અને રજામાં તો આપણે કોઈ ગુજરાતને પહોંચે નહીં રજાઓ તો બધી જોઈએ જોઈએ ને જોઈએ જ હોં રજા વગર આપણે ચાલે નહીં અને આપણે હોળી હોળી ઉપર તો રંગથી જે રમવાની જે મજા આવે છે શું વાત કરવી બધાય એક કહે ને કે એક રંગ બાકી નથી રાખવાનો કે ભગવાને આપણને જે સરસ જીવન આપ્યું છે એ રંગોથી ભરેલું છે અને એમાં કેમ આપણે જીવનમાં રંગ ઉમેરવાને એ તો આપણે આપણા આ હોળીના તહેવાર દ્વારા જાણી શકીએ છીએ અને આવી રીતના તો ઉત્સવની વાત સંસ્કૃતિની વાત તો કરીએ એટલી ઓછી ને કદાચ એક બે પાંચ મિનિટમાં આનું વર્ણન કરવું એ બહુ અશક્ય છે એટલે ઉત્સવોની વાત સંસ્કૃતિની વાત આપણા ધર્મોની વાત કરવી એના માટે આપણે ઘણો બધો સમય જોઈએ અને મારી પાસે અત્યારે એવું લાગે છે કે સમય થોડોક ઓછો છે પણ એની અંદર જેટલું કહેવાયું એટલું મેં કહી દીધું છે અને જેટલું કીધું છે એ મને આમ કહે ને કે દિલથી જે બધી વસ્તુ ઊગી છે એટલી બધી કરી છે